હા મારે ઘણી વખત એવો સમય પણ આવ્યો છે અને મને મારા શોખ મુજબ જે મને ગા ગીત ગાવામાં રસ હોય અથવા તો મને કોઈ નાટ્ય રજૂ કરવામાં રસ હોય તો ક્યારેક ક્યારેક લોકોની સામે મને ગભરામણ પણ થાય છે અને ડર પણ લાગે છે જયારે જયારે અ મારી સાથે કે મારા હાથમાં માઈક આવ્યો હોય ત્યારે મને એવો ડર લાગે છે કે ક્યાંક માઈકમાં હું ખોટું બોલી રહી છું અથવા તો ક્યારેક બોલવામાં કે ગીત ગાવામાં ડર અનુભવી રહી છું તો મને એવું લાગે છે ક્યારેક ક્યારેક કે હું હજી મારામાં કંઈક સુધાર કરી શકું અને આનાથી પણ વધારે મારું સારું પર્ફોમન્સ આપી શકું એના સિવાય જો અન્યની વાત કરું તો એક મારો પ્રસંગ શેર કરવા માગીશ કે અમે એક એક એન જી ઓની અંદર વિઝિટ માટે ગયા હતા ત્યાં મારે આશરે લગભગ પચીસથી સત્યાવીસ લોકોની વચ્ચે મને ગીત ગાવા માટે કહ્યું એ ગીત જે હતું એ જે ક્રાંતિ ગીત હતું અને ક્રાંતિ ગીત ગાવા માટે મને જયારે કહેવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે ક્યાંક આ ગીત ગાવામાં મારી ભૂલ તો નહિ થાય ને કેમ કે મારી સામે એવા સત્યાવીસ લોકો બેઠાંં હતાં જેમને આ ગીતની ખબર પણ હતી અને તેઓ ક્રાંતિ ગીત વિષે જાણતા પણ હતાં પણ મને ક્યારેક ક્યારેક જ આવાં મોકા મળે છે કે લોકો સામે હું મારી વાત કે મારું ગીત રજૂ કરી શકું અન્યમાં જો કહું તો ત્યાં તે સમય દરમિયાન મેં જે આ ગીત ગાયું તો બધાં ખુશ થઇ ગયાં હતાં અને મને મોટિવેટ કરતા હતા કે તમે જે ગીત ગાઈ રહ્યા છો એ ખૂબ સુંદર છે અને લોકોને પ્રેરણા આપે છે તે માટેનું છે તો તમે હજી પણ સારું ગાઇ શકો છો અને હાલ પણ સારું ગાઈ રહ ગાઇ રહ્યા છો તમારો કંઠ સુંદર છે અને તમારો અવાજ મધુર છે